હા મારે છે ને ગુજરાતમાં ફરવાલાયક સ્થળો એમાં રાજકોટમાં ક્યાં છે સ્થળ એ કહો ને જરાક સી

હા આમ તો બધે મોસ્ટલી હું પંદર દિવસ તો અહીંયા રહેવાની છું તો બધા સ્થળે મળી લઉં તો આમ સારું રહે ને આ પહેલાં તો ધાર્મિક સ્થળોથી શરૂઆત કરીએ પછી બાગ બગીચા ને એવું ટૂંકમાં રાખીએ એટલે આમ તમે ફ્રી હોય ને તો થઈ શકે ને હા તો બસ આપણે ચાર પાંચ દિવસ માં ફ્રી થઈ જાઉં ને હું પછી તમને કોલ કરીશ પછી મેનૂ બધું નાખી દઇશ કે આવી રીતના આમ તે કરવાનું તો તમે આવજો અને તમે તમે શું કરો છો તો ત્યાં હા બરાબર છે તમે ગાઈડ છો એમને હા તો છે ને એક રાજકોટનું જ પ્રોપર ખબર છે કે આજુબાજુ કાંઇ સ્થળ ગુજરાતનાં તો આજુબાજુનાં સ્થળો જરાક કહી દો ને રાજકોટ સિવાયનાં હા નવરાત્રિ ત્યાં થાય છે હા અચ્છા તો હું કાલે જ એવું લાગશે ને તો આવી જઈશ કેમકે નવરાત્રિ શરુ થશે ને તો તમે મને એ પણ સમજાવજો અને કહેજો હા કાંઇ વાંધો નહીં હા તો બસ બે ત્રણ દીમાં ફોન કરીશ રાખું તો